મારે તમારી મોબાઇલની દુકાન છે હા તો હા તો મારે એક પંદર વીસ હજારની રેંજમાં ફોન લેવો છે ઓકે બરાબર મારે જોઈએ છે વિવોનો સારાં સારાં મોડલ નીકળ્યાં છે હા તો મારે હા તો મારે વિવો વી ટ્વેંટી ઓ ઓકે ઓકે તો મારે વિવો વી ટ્વેંટી ફાઈવ પ્રો લેવો છે ના ના કેમેરા સારા છે એની બેટરી હેલ્થ બી સારી છે અને ડીસ્પ્લે પણ અમોલેડ ડીસ્પ્લેવાળી છે

ઓકે બરાબર તો મારે હા તો બસ મારે એ જ ફોન લેવો છે તો તમારી દુકાન પર આવીને હું જોઈ લઉં કેમકે એના કેમરા મને સારા લાગ્યા છે અને ડિસ્પ્લે પણ અમોલેડ છે પ્લસ ગોરિલા ગ્લાસવાળી ડિસ્પ્લે આવે છે એની હં તો એના જે તડકામાં તડકામાં એનો ફોન રાખીએ તડકામાં એનો બેક ગ્લાસ રાખીએ ને તો એનો કલર ચેન્જ થાય છે તમને ખબર હશે હા હા તે બસ એ એ ખાસિયત મને સારી લાગી છે તો મને એ ફોન લેવો છે તમારી દુકાન પર અવેલેબલ છે ના ના સર કેશમાં જ લેવો છે મારે હં ઓકે કઈ બાજું છે સર તમારી સોપ ઓકે સર આજે તમારી દુકાનમાં છે ને અવેલેબલ આ ફોન ઓકે સર હા ઓકે તમારી દુકાનમાં છે ને અવેલેબલ આ ફોન હા ઓકે તો સર હું તમારી દુકાન પર આવીને તમારી મુલાકાત લઇ લઉં છું બરાબર ને ઓકે સર